હેલો હા હું પેલા ઇલેકટ્રિશિયનથી વાત કરી રહી છું હા અહીંયા બધી લાઇટ ચાલી ગઈ છે આખા વિસ્તારમાં તો ક્યાં સુધી આવી શકે આવી રીતે એકદમથી કેમ ચાલી ગઈ કંઈ વાયરનો ઇશ્યૂ આવ્યો છે કંઇ નહીં તમે તમારી હિસાબે જોઈ લો અને જેટલું હોઇ શકે એટલું વહેલું કરાવી આપો કેટલો ટાઈમ લાગશે આને થતાં એટલુ લાંબુ નહીં ચાલે અહીંયા બહુ ગરમી લાગી રહી છે હવે એસી જોઇશે પંખો જોઇશે તો તમે જેટલું હોઇ શકે એટલું ઓછામાં ઓછું એટલીસ્ટ અડધો કલાકમાં આને કરી દો કારણ કે આખા વિસ્તારમાં ગઈ છે તો બધા લોકો હેરાન થઈ રહ્યા છે હા સારું